હરીઓમ હર્ષદભાઈ હા કેમ છો હા આ વખતે તમારા વર્ગનું રિઝલ્ટ ગયા વર્ષ કરતાં ઘણું ઓછું આવ્યું છે પણ તો આપણે આપણે એવું કરી શકીએ ને કે જે જે બાળકો પૂરું સમજ નથી પ્રાપ્ત કરી શકતા એમના માટે અલગ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ આવે તો તમને સ્માર્ટ બોર્ડ પણ આપ્યા છે તો દ્રશ્ય શ્રાવ્યની મદદથી એ વધુ સમજી શકે એવો પ્રયત્ન કરીએ એવું લાગે

હાં એવું લાગે છે મેં તમારા રિઝલ્ટની આખી સમરી ચેક કરી ઘણા બધા બાળકો ઘરેથી પણ પૂરેપૂરું હોમવર્ક કરીને નથી આવતાં એમની ડાયરી વગેરે તપાસી તો આપણે એવા તમામ બાળકોના પરેન્સને પરેન્સ મિટિંગ માટે બોલાવી આપણી સાથે સારી આત્મીયતાથી જોડાય અને એના બાળકોના વિકાસ માટે રસ લેતા થાય એવો પ્રયોગ કરીએ એ માટે હું તમને યાદી મોકલું છું વ ચેક કરી જુઓ તમારી પાસે પણ મેલમાં ડેટ મોકલ્યો છે અત્યારે ચેક કરી લો ખ્યાલ આવે આપણને હા આવ

અ મેં કેટલાક બાળકોના વર્તણૂકની નોંધ પણ જોઈ અને અને કંઈ આખીએ ડટ ભી નો છે તમે આવતા શનિવાર સુધીમાં બધા વાલીનો કોન્ટેક્ટ કરી લો અને આવતા શનિવારે આપણે પેરેન્ટિંગ ફોર પીસ અંતર્ગત એક દિવસના વર્કશોપણું આયોજન કરીએ અને વાલીઓનની ભૂમિકા શું હોય શકે બાળકોના વિકાસમાં એના માટે આપણે બધાને માહિતગાર કરીએ અને બધા વાળીઓનો બાળકોના પરિણામ માટે સપોર્ટ લઈએ

હા ઓકે તો આવતા શનિવારે બેઠકનું આયોજન કરીએ છીએ મને બધો ફોલોઅપ પ્લાન આપજો